આ એક છોડમાંથી વધુ છોડ પેદા કરવા માટે તેને ઉછેરી અને તેમાંથી પણ બી બીજનું ઉત્પાદન કરી અને તેમાંથી બીજ ઉત્પાદન કરી તેને ફરીથી વાવીએ અને તેમાં બીજા છોડનું ઉત્પાદન કરી શકાય છે અને તેમાંથી પણ છે ને બિયારણનો ઉત ઉત્પન્ન થાય છે તેને પણ એક પ્લોટમાં વાવીને એ પ્લોટ કરીને તેમાંથીને ઘણાં બધાં બીજને ઉત્પન્ન કરીને ઘણાં બધાં બીજ અને ઘણાં બધા છોડોનો આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ